દાદા પાસે સાંભળેલા હોય એવા રાજા મહારાજા વાઘજી ઠાકોર સાહેબ મોરબી સ્ટેટના રાજવી હતા તેઓએ મણિ મંદિર જેવું મહેલ બંધાવ્યો છે તેમનું યોગદાન મોરબી શહેરનો વિકાસ કરવામાં નોંધપાત્ર છે જેઓએ રાજાશાહી વખતે તેમના નામના સિક્કાઓ બહાર પાડ્યા હતા તેમની મુદ્રાઓ અલગ અલગ ચિત્રલેખનો વગેરેમાં પોતાનો યોગદાન આપેલ છે